હલો હા બોલો મેડમ હ શું પ્રોબલમ છે શું થાય છે તમને

ટેન્શન છે ઘરનું કંઈ ટેન્સન છે કે શું છે તો એક પેરાસેટેમલ લઈ જોવો ડોલો લઈ જોવો નઇતો એકાદ પેરાસેટેમોલ લઈ જોવો ગમેતે અને તો પણ સારું ન લાગે તો પછી એવું કરો તમે કે આજુબાજુ કસી હિલ સ્ટેશન છે આપણું સાપુતારા કે થોડાક આ વાતાવરણથી તમે બહાર નીકળી જાઓ થોડાક દિવસ તો શું કે થોડા દિવસ ત્યાં શાંતિથી કોઈ જાતનું ટેન્સન ના રહે અને એવું લાગે તો સાપુતારા ફરી આવો નજીકમાં નજીક આપણે અને સારું પણ રહે જાણીતું ના એટલે જ કહું ને કે આ બધી તમારી આ ઘરની ઘરમાંથી દૂર જશો તમે આ સિટીના માહોલથી થોડું સાપુતારા શાંતિથી અને પ્રદૂષણ વગરનું એટલે તમને સારું લાગશે થોડાં દિવસ રહી આવો ત્યાં અઠવાડીયું તો મળીએ